હા અમારા રાજ્યના વિસ્તારમાં મુખ્યત્ત્વે ઘઉં ચોખા બાજરી ને કપાસનું વધુ પ્રમાણે ઉત્પાદન કરવામાં આવે છે કપાસ વધુ પ્રમાણે ઉગાડવામાં આવે છે અને સમગ્ર ગુજરાતમાં કૃષિ આમ તો અલગ અલગ ધરાવે છે પરંતુ વાતાવરણને અનુરૂપ બધા પાકો લેવામાં આવે છે શિયાળામાં શિયાળુ પાક બાજરી છે શાકભાજી છે તેમજ કપાસ છે અમારે અહીંયા કપાસનું વધુ ઉત્પાદન જોવા મળે છે સાથે સાથે જીરું મગફળી અ તલ એવા નો પાકો એરંડિયું ઘઉં પછી ચોખા બાજરીનું ઉત્પાદન કરવામાં આવે છે